ભારત એ એક વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અહીંના લોકો ઘણા બધા તહેવારો ઉજવતા હોય છે જેવા કે દિવાળી નવરાત્રિ દશેરા હોળી ધૂળેટી ઉત્તરાયણ નાગપાંચમ સામાપાંચમ જન્માષ્ટમી વગેરે આ બધા તહેવાર લોકો બહુ જ ધૂમધામથી ઉજવતા હોય છે દિવાળીમાં લોકો નવી નવી મીઠાઈઓ ખાઈને અને ફટાકડા ફોડીને ઉજવતા હોય છે હોળી ધૂળેટી રંગોનો તહેવાર હોય છે જેમાં લોકો એકબીજાને રંગ લગાવે છે નવરાત્રિ એ સૌથી લાંબો નવ દિવસનો તહેવાર હોય છે તેમાં લોકો ગરબા ગાઈને માતાજીની પૂજા આરાધના કરે છે અને જન્માષ્ટમીમાં લોકો કૃષ્ણ ભગવાનની પૂજા આરાધના કરીને મટકી ફોડીને જન્માષ્ટમીનો તહેવાર ઉજવતા હોય છે અને આમ બધા જ તહેવારોના દિવસોમાં ખાસ કરીને રજા હોતી હોય છે પણ દિવાળી દશેરા હોળી ધૂળેટી વખતે ખાસ કરીને રજાઓ વધારે હોય છે